મેં રાજપીપળાથી દ્વારકા જવાની એક ઈકો બુક કરી હતી કે જેમાં મને પાંચ હજાર રૂપિયા કીધા હતા તો મેં તેની સાથે કોલમાં વાત કરી અને તેને પૂછ્યું કે મારે આવી રીતના રાજપીપળાથી દ્વારકા જાવું છે તો આટલા કિલોમીટર થવાનું છે અને ત્યારબાદ મારે ત્યાં એક્ઝામ દેવાની છે અને તે પરીક્ષા દઈ તે ગવર્મેન્ટની સરકારી એક્ઝામ પરીક્ષા હતી ત્યારબાદ મારે પાછું અહીંયા આવવાનું છે તો તેણે મને તેના પાંચ હજાર રૂપિયા કીધા હતા પરંતુ જ્યારે તે મને અહીંયા રાજપીપળામાં જ્યારે મેં મારો ટાઈમ આપ્યો કે આટલા કે આટલા વાગે મને અહીંયાથી લઈ જજો તો તે મને લેવા આવ્યા ત્યારે તેને મને અગિયાર હજાર રૂપિયા કીધા કે જેનાથી મેં તેને ઈનકાર કર્યો કે કોલ ઉપર વાત કરતા તમે મને પાંચ હજાર રૂપિયા કીધા હતા પણ તેનું કહેવું એવું છે કે હવે આટલામાં મને નહીં પોસાય તો ત્યારબાદ મારે તેની સાથે વાતચીતમાં અમે અમે બોલવા મંડ્યા કે જયારે તમે કોલ કર્યો તો તમે મને પાંચ હજાર કીધા હતા પરંતુ તે મને કે છે કે હવે મને પોસાય નહીં પણ મારે સરકારી ની પરીક્ષા આપવાની છે તો તે મારે કાલે જ હતી તેની માટે મારે ઇમરજન્સીમાં પહોંચવું પડે તેમ છે પણ તે કંઈ માનવા તૈયાર હતો નહીં પણ જ્યારે મેં એને કીધું કે હવે મારે ગમે તેમ કરીને પહોંચવું પડે તેમ છે પણ તે અગિયાર હજાર રૂપિયા લઈને બેઠો હતો કે મારે અગિયાર હજાર સિવાય હું દ્વારકા આવી શકું નહીં હવે મારે ઇમરજન્સીમાં

પણ તેનું કહેવું એવું છે કે આ વાત તમે તેની સાથે કરી હતી તો તમે તેની સાથે અત્યારે વાત કરો છો તે તમને અગિયાર હજાર કે છે પણ કાલે પાંચ હજાર રૂપિયા કીધા તે વાત મને ખબર નથી હવે મેં તે ભાઈને રિકવેસ્ટ કરીને શાંતિથી સમજાવ્યા મારે આવી રીતના સરકારી પેપર છે પરીક્ષા છે જવું જરૂરી છે ઇમરજન્સી છે તો ગમે તેમ કરીને મારું પહોંચવું ત્યાં જરુરી છે મારે પહોંચવું પડે એમ છે મારું પેપર આટલા વાગ્યે ચાલુ થઈ જશે આટલા વાગ્યે પૂરું થઈ જશે તે ટાઈમમાં મારે ત્યાં પહોંચવું પડશે અથવા તે સરકારી પેપર વર્ષ દિવસમાં એકવાર આવે તો મારે આટલી મહેનત જે કરેલી છે તે બધી મારી ફેલ જાય તેમ છે એટલે મેં તેને રિક્વેસ્ટ કરી અને કીધું કે ભાઈ તમે ગમે તે રીતે મને ત્યાં પહોંચાડી આપો અને મારી એક સ્ટુડન્ટ લાઈફ છે કે હું અત્યારે એક સ્ટુડન્ટ છું કે જેના હિસાબે કે મારે ત્યાં એક્ઝામ દેવી બહુ જરુરી છે પણ તે એક પણ વાત માનવા તૈયાર થતો નથી તે એક જ વાત પકડીને કહે છે કે મારે અગિયાર હજાર રૂપિયા સિવાય હું દ્વારકા આવી શકું તેમ નથી પછી મેં તેને કીધું કે પાંચ હજાર નહીં પણ તમે સાડા પાંચ હજાર રૂપિયા લઈ લ્યો અને ત્યારબાદ તમે મને ત્યાં પહોંચાડી આપો દ્વારકા અને દ્વારકાથી ફરીથી મને અહીંયા લઈ આવો પણ તે ના પાડે છે મારે અગિયાર હજાર સિવાય હું ત્યાં આવીશ નહીં અને મારો મેળ પડશે નહીં હવે આટલાં ઇમરજન્સીમાં હું મારે કઈ રીતે કરવું તે મને કંઈ ખબર પડતી નથી કારણ કે મારે પેપર દેવું જરૂરી હતું અને મારી પાસે હવે બહુ ટાઈમ ન હતો કે જેના કારણે હું કોઈ બીજી ઈકો બુક કરી શકું કે કોઈ સાથે વાત કરી શકું કારણ કે મેં એક દિવસ પહેલાં જે નક્કી કરી રાખ્યું હતું કે એક એ દિવસ પહેલેથી જ મારે આ ભાઈને નક્કી રાખવો છે એટલે જ એક દિવસ અગાઉ આ ભાઈને તૈયાર રાખ્યા હતા કે પાંચ હજારમાં મારે દ્વારકા જવાનું છે અને અહીંયા આવવાનું છે પણ હવે તે ભાઈ ના પાડે છે અને હવે જ્યારે સવારે આવ્યા છે તો મારે હવે જાજી વાત વાત થાય એમ નથી એટલે મેં તેને વાત કરી કે ભાઈ તમે એક વાતને સમજો અને મને આવી રીતના પહોંચાડી આપો મારેઇમરજન્સીમાં પેપર છે તેના કારણે મારે જવું બહુ જ જરુરી છે ત્યારબાદ તે ભાઈ મારી સાથે વાત કરે છે અને કહે છે કે તમે મને છેલ્લે નવ હજાર રૂપિયા આપી દેજો અને મેં તેને છેલ્લે કહી દીધું છે છ હજાર રૂપિયા હોય તો ભલે અથવા તો હવે મારે આ પેપર નથી આપવું પણ તે ભાઈને પણ અંદર અફસોસ હતો કે મેં કાલે પાંચ હજાર કીધા એના પછી પણ ભાઈ છ હજાર બોલે છે અને કારણે આ ભાઈએ મને પાંચ હજારમાં પણ હા પાડી હતી અને ત્યારબાદ કે તો મને કીધું કે હવે કેટલા ટાઈમ પછી પણ આ ભાઈ મને એટલે કે છે તો એને મને પાંચ હજાર રૂપિયા હા પાડી તો પણ આજે જ છ હજાર રૂપિયા આપે છે એના કારણે તે ભાઈ મને છ હજાર આપે તો પણ સંતોષ દેખાય તે માટે તે ભાઈએ મને કીધું કે વાંધો નહીં ભાઈ વાંધો નહીં ભાઈ ચાલશે તમે મને છ હજાર રૂપિયા આપી દેજો અને હું તમને દ્વારકાથી પાછો લઈ જઈશ અને લઈ આવીશ તો તે ભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેને મને આવી રીતના સપોર્ટ કર્યો પણ તેના મનમાં પણ હતો અફસોસ કે કોઈની એક્ઝામ કોઈની પરીક્ષા બગડે એવું કરવું જોઈએ નહીં આથી ભાઈએ સમજી વિચારીને મને દ્વારકા પહોંચાડ્યો મારું મેં પેપર લખ્યું ત્યારબાદ મને પાછો રાજપીપળા પહોંચાડ્યો ત્યારે મેં ભાઈને છ હજાર રૂપિયા આપ્યા અને ત્યારબાદ એ ભાઈએ પણ એક વખત કીધું કે ભાઈ મને તમારા પ્રત્યે પાંચ હજાર કીધા હતા પણ મેં તમારા કિલોમીટર વધારે થતા હતા ત્યારે મેં જોયું તો મને ઓછા કિલોમીટર બતાવતા હતા એટલે મેં આટલા રૂપિયા તમને કીધા હતા ત્યારબાદ કિલોમીટર જ્યારે જોવામાં આવ્યું કે મારે ક્યાંથી તમને લઈ જવાના છે તો કિલોમીટર વધારે દેખાડતા હતા જેના કારણે આ થઈ શકે એમ ન હતું એટલા માટે મેં તમને આટલા રૂપિયા કીધા હતા તેની માટે એને મારી પાસે માફી પણ માંગી અને મને પણ ભૂલ થઈ કે હવે આપણે કિલોમીટર ચેક કરી અને ત્યારબાદ વાત કરવી જોઈએ જેના કારણે એ ભાઈએ મને છ હજાર રૂપિયા મારી પાસે લીધા તે તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર કે અટલા કિલોમીટર કટ કર્યા પછી પણ એણે મને છ હજાર રૂપિયામાં કરી આપ્યું અને મારી એક્ઝામ બગડવા દીધી નહીં અને મારું પેપર પણ બહુ સારું ગયું છે અને મને લાગે છે કે આજ ફેરે મારી જોબ પણ લાગી જાશે બસ આ રીતે મારી તે ભાઈ સાથે વાત થઈ અને અમે ત્યાંથી બંને બીજે દિવસે જ્યારે રાજપીપળા પહોંચી ગયા તો પાછા છુટ્ટા પડી ગયા જેથી અમારા બંને સરખી રીતે વાત થઈ હતી અને અમે એક જ વસ્તુ વિચારી હતી કે આજ પછી કોઈ દિવસ કોઈની સાથે વાત કરીએ તો સરખી રીતે નક્કી કરી લેવું જોઈએ કે આટલા કિલોમીટર થશે અને ત્યારબાદ મારે અહીંયા જવાનું છે અને પાછું આવવાનું છે તો તમે કેટલું ભાડું લેશો અને તે ભાઈને રૂબરૂ મુલાકાત કરી અને ત્યારબાદ જ નક્કી કરવું જોઈએ જેમ કે મારી સાથે આવી ઘટના થઈ તો આવી ઘટના કોઈ બીજા સાથે ન થાય તેની તકેદારી અથવા ઘ્યાન રાખવું બહુ જરુરી છે આથી અમે વિચાર કરી લીધો હતો કે આજ પછી કોઈ દિવસ ગમે ત્યાં જઈએ તો વિચાર કરીને જવું અને સમજી વિચારીને પાછું આવવું જોઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો આ રીતે અમે છુટ્ટા પડ્યા અને તે ભાઈને પણ અફસોસ થાય અને મને પણ થાય કે અમારા બેયના થોડીક વાતચીતમાં અન્ડરસ્ટન્ડિંગ ન રહી જેના કારણે આ વસ્તુ સર્જાઈ છે આથી અમે બંને આજ પછી ધ્યાન રાખીશું કે શું કરવું અને શું ન કરવું જોઈએ